હાલો અ ડૉક્ટર વિધી બંધ બોલી રહી છે અ મેમ મને હમણાં થોડાક દિવસથી છેને બહુ જ આમ શરીરમાં સારું નથી મને ગળું બરે છે મને આંખો બરે છે માથું દુખે છે અને શરદી બહુ જ થઈ ગઈ છે તાવે આવે છે અને ઉધરસ પણ એવી છે તો એ તો મારે કઈ રીતે મતલબ શું મેડીકેશનની સારવાર શું છે હા એક વાર ક્લિનિક ઉપર બતાવ્યું તું તો એમને નોર્મલ અ બધી ટેબ્લેસ હોય એને એમ બોલીયું તું કે વાઈલર છે તો ઇ પ્રમાણે બધી દવાઓ લખીતી પણ હજી કાઇ સારું નથી થયુ હજી ત્રણ ચાર દિવસથી આમ એવું ને એવું જ છે કઈ જાજો ફેર નથી પેઈડો ના રિપોર્ટ તો કાઇ નતા કરાવ્યા કારણ કે મે જે બધા લક્ષણો બોલ્યા તો એમણે એમ જ કીધું કે વાઈલર છે ને અત્યારે વાતાવરણ એ એવું છે તો એના હિસાબે થયુ છે મને છેલ્લા ત્રણ ચાર દિવસથી છે હ હા હ ઓકે હ હા ને પાછું એવું થાયે છે મને ક્યારેક ક્યારેક આમ અચાનકથી ઠંડી ચડે ને પછી અચાનકથી પછી પરસેવો વરી જાયે ને એવું બધુએ થાયે છે રિપોર્ટ કરાવી લ્યુ કે હા તો બરોબર છે તો હું આજે જ આવી જાઈસ